હા હું માનસિક આરોગ્યના મુદ્દે માહિતગાર છું અને મારી આસપાસ ઘણાં બધા માનસિક આરોગ્યના પશ્નો પણ ઉદભવેલા છે અને આ પશ્નો ઉકેલવા માટે માનસિક આરોગ્ય કેન્દ્રની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે તો અમારી આસપાસ ઘણા બધા મનોચિકિત્સકો છે જે માનસિક રોગો ન માનસિક રીતે જે લોકો નબળાં હોય એ લોકો માટે દવાઓ પૂરી પાડે છે તો માનસિક બીમારી એક એવી બીમારી છે જે વ્યક્તિને અંદરોઅંદર તોડી ખાતી હોય છે અને માનસિક રોગ એ એક પ્રકારનું ડિપ્રેશન જ છે જેની અંદર હતાશા ચિંતા ભય વગેરેનો સમાવેશ કરવામાં આવતો હોય છે અને માનસિક બીમારીના લક્ષણો અને કારણો વારંવાર નકારાત્મક અને આત્મઘાતી વિચારો આવે ઘણી વાર ઊંઘ વધારે પડતી આવે અથવા તો ઊંઘ સાવ ઉડી જાય વારંવાર જાગી જવાય બીક લાગવી બેચેની થવી એકલતા લાગવી આત્મહત્યા કરવાનાં વિચારો આવવા અને અત્યારની યુવા પેઢી તો માનસિક રોગોના કારણે આત્મહત્યા કરવાના પણ પ્રયત્નો કરે છે અને આ માનસિક રોગોનો યોગ્ય સમયે દવા કરવામાં આવે તો આમાંથી બહાર નીકળી પણ શકાય છે